હેલો ઉબેર નડિયાદથી વાત કરો છો હું કિરણ બેન વાત કરું છુ મારે મારા પરિવારના સભ્યો સાથે ચાર દિવસ તારીખ પંદરથી અઢાર ઓગસ્ટ કાઠિયાવાડમાં સોમનાથ ગીર વગેરે જગ્યાએ ફરવા જવાનું છે અંદાજે અમે સાત લોકો છીએ એના માટે અમારે ટોયોટાની ઈનોવા ગાડી અથવા એના જેવી બીજી કોઈ ગાડી હોય તે જોઈએ છે ના ના ડ્રાઈવર નથી જોઈતો મને ફક્ત ગાડી જ જોઈએ છીએ ડ્રાઇવિંગ અમે જાતે કરવા માંગીએ છીએ તો શું એવી કોઈ ગાડી અમને મળી શકે ચાર દિવસના કેટલા રૂપિયા થાય